હા ભારતમાં મીડિયા વૈવિધ્યસભર છે જેમાં વિષયો અને મુદ્દાઓની વિશાળ શ્રેણી વિવિધ સમાચારો દ્વારા આવરી લેવામાં આવે છે જો કે ઘણા દેશોની જેમ કેટલાક વિષયો એવા છે કે જેના પર અન્ય કરતાં ઓછું ધ્યાન આપવામાં આવે છે ભારતીય મીડિયામાં વ્યાપક કવરેજ ન મળે તેવા કેટલાક વિષયોનો સમાવેશ થાય છે જેમ કે સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓમાં રાષ્ટ્રીય મીડિયા ઘણીવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને પ્રાધાન્ય આપે છે નાના શહેરો અને ગામડાઓમાં સ્થાનિક મુદ્દાઓ માટે મર્યાદિત જગ્યાઓ છોડીને ગ્રામીણ વિકાસ ગ્રામીણ વિભા ગ્રામીણ વિકાસમાં મીડિયા હંમેશાં ગ્રામીણ વિકાસના મુદ્દાઓ કૃષિ પડકારો અને ગ્રામીણ સમુદાયોના જીવનનું ગહન કવરેજ પ્રદાન કરતું નથી પર્યાવરણીય ચિંતાઓ જ્યારે કેટલાક પર્યાવરણીય મુદ્દાઓ પર કવરેજ મેળવે છે અન્ય જેમ કે સ્થાનિક પ્રદૂષણની સમસ્યાઓ અથવા નાના પાયે સંરક્ષણ પ્રયાસો કદાચ એટલું ધ્યાન નહીં મેળવે આદિવાસી અને આદિવાસી અધિકારો ભારતના આદિવાસી અને આદિવાસી સમુદાયોની ચિંતાઓ અને મુદ્દાઓ હંમેશાં વ્યાપકપણે આવરી લેવામાં આવતા નથી